હલો હા તમે ચકાસણીના ડિપાર્ટમેન્ટમાંથી બોલો છો હા તો મેં તાજેતરમાં જે સરકારી પરીક્ષા લેવાઈ હતી તે માટે નોંધણી કરાવી હતી અને ત્યાં મારા જે આધારની ચકાસણી માટેના જે ડોક્યુમેન્ટ્સ હોય તે ચેક કરવાની હતી હા તો એ ચેક કરાવવા માટે મારે ક્યારે આવવું પડશે વાંધો નહીં તમ તમારે હું આવી જઈશ સવારે ને હા તો એ સત્તર જૂન હા સત્તર જૂને આવી જઈશ તમે ત્યારે અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એલસી આધાર કાર્ડ બીજું બેન્ક પાસબુક જોઇશે આવકનો દાખલો જાતિનો દાખલો અને લિવિંગ સર્ટિફિકેટ હા વાંધો નહીં અને સર કઈ લોકેશન પર આવવાનું છે અચ્છા આણંદ ઓફિસમાં જ હા વાંધો નહીં તો હા સર થેન્ક યુ